શ્લોક વાક્ય ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવીડ્મ ત્વમેવ ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવઃ આ શ્લોકની અંદર ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે માતા પણ એ છે પિતા એ જ છે બંધુ પણ એ છે અને છેલ્લે એમ કહેવામાં આવે છે કે કે સર્વમાં સર્વ દેવ હે દેવ તમે સર્વસ્વ છો બીજું કોઈ નથી અને આ શ્લોક કોઈ સ્કૂલોની અંદર પ્રાર્થનામાં બોલાવવામાં આવે છે આજે ખબર નથી પણ હું એક સમયે જ્યારે પીટીસી કોલેજમાં હતો ત્યારે પીટીસીના વિદ્યાર્થીઓને આવો સરસ શ્લોક ખીખવાડતો અને એમનું ભાષાંતર કરી અને તેમણે સમજાવતો કે ઈશ્વર શું છે આ ઈશ્વરને લગતો શ્લોક છે અને એક પ્રાર્થનાની બીજી પંક્તિ કેતો કે હર દેશમે તું હર ભેશ મેં તું તેરે નામ અનેક તું એક હી હૈ એક હી હૈ વિશ્વની અંદર ઈશ્વરને અનેક રીતે પૂજવામાં આવે છે એનો પહેરવેશ એ અલગ હોય છે પરંતુ અંતે તો ઈશ્વર એક જ છે ભગવાન એક જ છે એમ બતાવામાં આવ્યું છે દા ત દાખલા તરીકે માટી છે તો માટી એક જ પ્રકારની છે પણ એમાંથી માટીની મૂર્તિ પણ બનાવમાં આવે છે માટીના ભગવાન પણ બનવામાં પણ આવે છે માટીના ઠામ વાસણ પણ બનાવમાં આવે છે એટલે જે વસ્તુ બનાવમાં આવે છે તેનું નામ અલગ થાય છે સર્જન જે કરવામાં આવે છે તેનું નામ અલગ હોય છે પરંતુ અંતે તો જે જેમાંથી જે બન્યું હોય છે તે માટી જ તરીકે ઓળખવામાં આવે છે એમ કહેવામાં આવે છે કે માનવીનો દેહ પણ માટીનો જ છે માં ક્યાંથી એવો છે ખબર નથી પણ અંતે તો માટીમાં જ મળવાનો છે અને એક કોઈ કવિએ એમ કીધું છે કે માટી કહે કુંભારની તું ક્યા મુઝે રોયે એક દિન એસા આયેગા મેં રો મેં રોઉંગી તોય એટલે અંતે માણસે માટીમાં જ મળી જવાનું છે